ગાર્ડન વિષે એટલું કહીશ કે મને ગાર્ડન શોખ છે છોડ જીવનમાં ઘણો સારો ફાયદો આપે છે છોડને પણી પીવડાવવાનો મને શોખ છે છોડ રોપવાથી આપણને ઘણી ઠંડક મળે છે પહેલાં મને તો નાનો છોડ રોપ્યો હતો તે ધીરે ધીરે મોટો થયો તેમ મને એનો લગાવ થતો ગયો અને જ્યારે મોટો થઈ ગયો ત્યારે લીંબડાની ડાળ નીચે બેસું ત્યારે મારો બધો જ થાક ઉતરી જતો હતો